કેમ છો હવે મજામાં આવો આવો રાજકોટ ઓઢો પાટી કરી આ આવો એટલે ઓઢો ખાવા જય શું અરે મસ્ત મોજ હા કાઈ નઈ રીંગણાં લૈયાવાના હોય એને ભઠ્ઠા માં બાફી નાખવાના પછી એમા બધી શાકભાજી નાખી વઘાર કરી લીંબ ડુંગળી ટમેટાનું અને બનાવી નાખવાનો ઓઢો એની સાથે બાજરા ના રોટલા હોય એટલે મજા આવી જાય બાજરાના રોટલા હા તો તમે હા આઈ આવો તો આપડે બનાવીએ અહી આવો એટલે બનાવી એ આપડે ઓઢો

હા તે વાંધો નઈ અને અહી આ અમાર બાજુ માં એક રાજકોટ માં ખુબજ ઓઢા માટે ફેમશ છે આ રેસ્ટોરન્ટ છે ઈ રેસ્ટોરન્ટ નું નામ જ છે રીગણાનોઓઢો હા આવો એટલે જાયએ મજા આવશે બસ મજા કરે હા તો તમ આવો એટલે આવ વેકેશન માં ફાઇનલ ઓઢાનો પોગ્રામ હા તો વાંધો નઈ હાલો ના ના આવજો હ રાજકોટ આવો એટલે ફોન કરજો